હેલો સર નમસ્તે મારું નામ સચિન સોલંકી છે અને મારા ફોનમાં કાલે એક મેઈલ આવ્યો હતો જેમાં મેઈલ માં જાણ કરેલ છે મેં લાઈટ બીલ ની ચુકવણી કરી છે નહીં પરંતુ મેં બીલની ચુકવણી કરી છે તેમ હોવા છતાં પણ મારામાં આવો મેઈલ આવ્યો છે તો કૃપા કરી તમે અગાળી જોઈ શકો છો કે મેં બીલ ભર્યું છે કે નહીં પણ મેં ભરેલું છે તેમ હોવા છતાં પણ એવો મેસેજ આવ્યો છે તો કૃપા કરી તમે અગાળી ચકાસ ચકાસણી કરી તમે તપાસ કરી મને જાણ કરો વિનંતી